અમારો વ્યવસાય આઈસક્રીમ અને દૂધની બનાવટનાં સોપ છે વીજળી કાપ વખતે અમારે એ વસ્તુ બગડી જાય એવી પણ પરિસ્થિતિ થઈ જાય છે એ ન થાય એના માટે અમારે જનરેટરનો ઉપયોગ કરવો પડે છે એ જનરેટરના ઉપયોગથી જ્યારે વીજળી ન હોય ત્યારે આઈસક્રીમ અથવા દૂધની બનાવટોનો સામાન કે જે વસ્તુઓ છે એ બગડે નહીં આ ઉપરાંત અમે રિચારજેબલ લાઇટ પણ રાખીએ છીએ જે જ્યારે વીજળી કાપ થાય તો એ ઉપયોગમાં આવી શકે હાલમાં બહુ ઓછા લોકો પાસે ઈન્વર્ટરની ફેસેલિટી છે પણ આવનારા સમયમાં એ વધશે એવું અમને લાગી રહ્યું છે